લગ્ન જેવા પ્રસંગ મોટા પ્રસંગોએ પાણીની વ્યવસ્થા માટે શું કરો આ મારો મને પ્રશ્ન છે તો અત્યારના યુગમાં અત્યારના વર્તમાન સમયમાં અત્યારે તો ઘરે ઘરે હેન્ડ પંપની અરે મોટરો થઈ ગઈ છે એટલે પાણી તો મોટા મોટા ટેન્કરો અને મોટી મોટી ટેન્કોમાં અને એમાં જ બધા અરેન્જ થઈ શકે છે અને હવે તો હોટલોમાંને એમાં જ લગભગ પાર્ટ લગ્ન પ્રસંગો હોટલ છે રિસોર્ટ છે એમાં થતાં હોય છે એટલે પાણીની વ્યવસ્થા કરવા માટે આપણે પોતે કંઈ કરવા કરતાં હોટલ મેનેજમેન્ટ કે રિસોર્ટ મેનેજમેન્ટ હોય એ લોકોએ જ બધી વ્યવસ્થા કરવાની હોય છે જે લોકોની પાસે સિંટેક્સની મોટી મોટી ટેન્કોને એ હોય છે એટલે દરેકે દરેક વોશરૂમ દરેકે દરેક બાથરૂમ કે દરેકે દરેક રૂમમાં આ બધી સર્વિસ તમને ઘરે બેઠા મળી જાય છે કે લગ્ન જેવો કોઈ પ્રસંગ હવે જનરલી કોઈ ઘરમાં કે વાડીમાં કે એમાં કરવા કરતાં કોઈ રિસોર્ટ છે હોટલ છે એમાં જ લોકો કરતાં હોય છે એટલે એ પ્રશ્ન તો તમારા પોતાના માટે વ્યવસ્થા કરવી તો બહુ બનતી નથી હોતી પણ એ મેનેજમેન્ટ જે હોટલ મેનેજમેન્ટ રિસોર્ટ મેનેજમેન્ટ હોય એ લોકો જ કરી આપતા હોય છે તો અત્યારના યુગમાં તો ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે ગરમ પાણીના ગિઝરોને સોલારને એ બધું આવી ગયું એટલે ગરમ પાણી તમને ઓટોમેટિકલી વોશરૂમમાં અને એમાં મળી જાય ઠંડુ પાણી પણ મળી જાય અને જૂના જમાનાની જો વાત કરું મારા દાદી કે વડ દાદી કે એ લોકોના સમયમાં તો પહેલા તો ગામમાં પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે એ લોકો લગભગ દસ પન પાંચ દસ ગાઉ કે પાંચ દસ કિલોમીટર એ લોકો દૂર ચાલીને બેડા ભરીને હાંડાને બેડાને એ ભરીને પાણીની સ્ટોર કરતાં અને મોટા મોટા દેઘડા ચરબીઓ દેઘડીઓ હાંડાઓ કે બેડાઓ મોટી ડોલો પિત્તળના અને ત્રાંબાના અને એ બધા એ લોકો એમાં સ્ટોર કરતાં જે અત્યારના તો આપણે એ દેઘડા અને હાંડાને બેડાને એ પિત્તળનું અને ત્રાંબાનું જે છે એ અત્યારે હવે આપણે એને ફેશન ગણીને આપણા ડ્રોઈંગ રૂમમાંને એમાં સજાવીએ છીએ એક્ચ્યુઅલમાં એ જે હતું ત્રાંબા અને પિત્તળના બેડામાં એની પાછળ પણ એક કારણ હતું કે એમાં પાણી જે તમે પી ભરીને રાખોને એ પીવો તો એ તમારી હેલ્થ માટે બહુ સારું રહેતું અને પછીના થોડા વર્ષો પછી એ કર્યા પછી હેન્ડ પંપનો જમાનો આવ્યો કે તમે હેન્ડ પંપથી પાણી સીંચો અને ઘરમાં જ ડંકી રાખીને એમાંથી પાણી તમને આવે ત્યાં નીચે ખોદીને અત્યારનાની વ્યવસ્થામાં જો કહું તો હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા છે ડેમોમાંને એમાંથી ચેક ડેમ અને ડેમને એમાંથી તમને પાણીની વ્યવસ્થા થઈ જાય કે તમને ઘરે બેઠા પાણી મળે અને ફિલ્ટર કરેલું હવે ફિલ્ટર કરેલા પાણીનો અને બિસલેરી વૉટરનો જમાનો છે એટલે જનરલી લોકોના હાથમાં બોટલો જ આપણે જોઈએ પહેલાં જેમ ગ્લાસથી અને કુંજામાં પાણી લઈને જતાં બહારગામ કે માટલામાં પાણી રાખતા તો એ બધી વ્યવસ્થા અત્યારની જ જનરેશનને તો કદાચ બિસલેરી વૉટરને એ જ યોગ્ય લાગે છે હવે એ ફેશન છે કે શું છે એ તો ડીપમાં જઈએ તો જ ખબર પડે પણ ક્રેઝ એક એ છે કે આ પાણી પીશું તો આપણે માંદા પડીશું એકચૂલમાં એવું છે જ નહીં મિનરલ વૉટર્સ બિસલેરી બોટલ્સ અને એ તમે પીવો કે ઘરનું પાણી તમે નળમાંથી લઈને પીવો બધું એક જ છે મિનરલ્સ નાખ્યા હોય એનો મતલબ એવો નથી કે તમે માંદા નથી પડતા તમે બહારનું પાણી પીવો તો પણ માંદા પડો જ છો અને ઘરનું પાણી પીવો તો પણ તમને જે બીમારી થવાની હોય થાય જ છે પણ હવે જે એક ક્રેઝ છે અત્યારની જમાનાનો કે ભાઈ નહીં મિનરલ્સ જ પીવાનું એટલે જનરલી હવે મિનરલ્સનો જમાનો આવી ગયો છે એટલે લગ્ન પ્રસંગોમાં અને એમાં પણ તમને જ્યુસ છે મિનરલ્સ વૉટર્સ છે બોટલો તમને સર્વ કરવામાં આવે છે નાની નાની બોટલોમાં પણ આવે છે મોટી બોટલોમાં પણ તમને લોકો આપે છે એ લોકો અને અત્યારે જમાના પ્રમાણે આપણે ચાલવું જ પડે છે અને આપણે ચાલીએ પણ છીએ અને આપણે પણ હોંશથી એ પાણી પીએ છીએ અને એની મઝા માણીએ છીએ એટલે પાણીની વ્યવસ્થા માટે તો આટલું હું કહું તો યોગ્ય લાગે છે મને બાકી તો હવે અત્યારના આગળનો યુગ કયો હશે એ ખબર નથી પાઉચનો યુગ અને બોટલનો યુગ પણ હવે પૂરો થશે હવે કયો યુગ આવશે એ ખબર નથી